થેન્કયુ મોટા ભાઈ તમારો આભાર મને અહીં સુધી પહોંચાડવા માટે ને મારી પાસે ઓનલાઈન પેમેન્ટ નથી તો તમે એક કેશમાં પેમેન્ટ લઈ લેશોને ને મારી પાસે પાંચસોની નોટ છે તો આપણે એકસોને અડસઠ રૂપિયા થયા છે તો તમારે મને ત્રણસોને બત્રીસ રૂપિયા આપવાના છે તો તમારા આગળ છૂટા છેને જો ન હોય તો હું પાસેની દુકાનેથી છૂટા કરાવીને તમને આપી જાઉં